હા મેડમ ક્યાંથી વાત કરો છો કેટલા દિવસથી છે મેડમ બે ચાર દિવસથી છે ને એનાં પહેલાં કોઈ એન્ટિબાયોટિક લીધી હતી તમે ખાલી ડોલોની લીધી હતી હેં ને પછી એનાં લીધા પછી કેવું લાગ્યું હં હં બરાબર છે એટલે અત્યારે રાત્રે ઉંઘ આવે છે હાથ પગ બ બહુ દુઃખે છે હેં ને અને માથામાં પણ તકલીફ છે અને ઉલટી જેવું થાય છે

પેટમાં પણ દુઃખાવો જેવું રહે છે માથું બહુ દુઃખે છે હેં ને મેડમ આમાં કેવું છે કે આ છે ને તમારે વાયરલ ઇન્ફેક્શન છે બરાબર છે એ અત્યારે ચાલે છે ને વાયરલ ઇન્ફેક્શન એ ઇન્ફેક્શન છે તમારે અત્યારે છે ને રુબરુ અમારાં હોસ્પિટલ આવવું પડે બરાબરને અમા અમા અમારા તમે છે ને આજે પાંચ વાગતામાં આવો અમારું એડ્રેસ છે ને એ આરોગ્ય તમે હવે ઢાલગરવાડા જોયું અ ઢાલગરવાડા છે ને ડૉક્ટર જમીલ ખાનજીનાં પાછળ જ છે અમારી હોસ્પિટલ બીએચએમએચ હું પોતે છું તમે પોતે આવી શકો છો બરાબર ને અને તમારે જે જે હા પોણા છ વાગે આવી જજો ને મેડમ બરાબર ને અને એનાં સિવાય કંઇ બીજુ કંઇ તકલીફ હોય તો પણ તમે જાણવજો બરાબરને અત્યારે તમારે સારું છે કે અત્યારે અવાય આવી શકાય એવું છે ને અહીંયા હોસ્પિટલ સુધી આવી શકાય એવું છે ને

ઓકે ઓકે મેડમ આવી જાવ હોં થેન્ક યુ